મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે કાનખજુરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાન ખજૂરો નીકળી જશે અને આરામ થશે કાન ખજૂરો બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીનાં પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબૂદ થાય છે કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીંબડાનાં પાન વાટીને ચોપડવાથી પીડા મટે છે વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે